ગુજરાતની ભાષા સમયાંતરે ઘણા બધા બદલાવ જોવા મળે છે જેમકે તળપદાં શબ્દો ગામડાઓમાં વધારે પડતા બોલવામાં આવે છે અને રુઢિપ્રયોગો પણ જોવા જઇએ તો એવી પણ ઘણી બધી કહેવતો છે છેક ગામડાઓનાં વિસ્તારમાં જોવામાં અને અલગ અલગ ગામનાં અને અલગ મલગ જ્ઞાતિના લોકો પણ એની ભાષામાં ઘણો બધો ફેર ફેરફાર જોવા મળતો હોય છે જેમ કે ગુજરાતની અંદર અ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌરાષ્ટ્રી અને સુરતી ભાષા બોલવામાં આવતી હોય છે ને સુરતની બાજુમાં જોઇએ તો ત્યાં પણ સુરતી ભાષા છે પછી સૌરાષ્ટ્રની અંદર પણ ત્રણ ચાર જગ્યાએ અલગ અલગ કચ્છી છે એવી રીતે ત્રણ ચાર જગ્યાઓ અલગ અલગ રીતે ભાષાઓ બોલવામાં આવતી હોય છે આવી જ રીતે જેમ જેમ અ સમયાંતરિત થતો જાય છે તેમ તેમ તેમાં વિકાસ પણ આવતો જરૂરી છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય અ ઉપયોગ વધતો જાય છે તેમ તેમ પણ સોશ્યલ મીડિયાની ભાષા અને ટેકનોલોજીની ભાષા લોકો બોલતા થાય છે તેવી જ રીતે ઘણાં બધા ફેરફારો અ ગુજરાતી ભાષામાં અત્યારે જોવા મળે છે જેથી લોકો અત્યારે ઇંગ્લિશ વ ઇંગ્લિશ શબ્દોનો વધારે ઉપયોગ કરતા થઈ ગયા છે જ્યારે એમ જેમ જેમ ગુજરાતી ભાષાનો ક્રેઝ છે તે ઘટતો જાય છે